ડ્રોઈંગ ક્લાસ ના મેં લીધા હતા એક એક વખતે ડ્રોઈંગના ક્લાસ એમાં મને ડ્રોઈંગ તો આવડતું નહોતું પણ એક ઉત્સાહ હતું કે ડ્રોઈંગ મારે શીખવું છે તો મેં ડ્રોઈંગના ક્લાસ લીધા હતા ત્યાં મને ખૂબ જ મજા પડી ડ્રોઈંગ કરવાની કેમ કે ઘણાં બધા એવા લોકો હોય છે આપણી સાથે કે જે એકદમ જ ડ્રોઈંગ કરતા જ નહોતાં પણ ડ્રોઈંગની તેમને મજા આવે છે તો એવા એવા આપણથી ડ્રોઈંગ થાય છે કે એનાથી આપણને ઘણું બધું શીખવું પણ આપણને શીખવું પણ મળે છે અને ડ્રોઈંગના જે કલર હોય છે તે કલર ભરવાની પણ મજા આવે છે આપણને અને એના પછી મેં ગ્લાસ પેઇન્ટિંગના વર્કશોપ લીધા હતાં કેમકે તે પણ ડ્રોઈંગના લગતે ઘણું બધું જ અંદર આવી જાય છે તે માટે ગ્લાસ પેઈન્ટિંગમાં પણ પેલું કાચ ઉપર ડ્રોઈંગ કરવાની જે મજા છે તે પેપરથી વધારે આવે છે કાચ ઉપર જે બોર્ડરની આઉટલાઈન કરીને પછી અંદર જે કલર ભરવાની મજા આવે છે એમાં તો ખૂબ જ આપણને એકદમ સરસ રીતે કરવાની અને તેને એન્જોય કરવાની પણ ઘણી મજા આવે છે